હલો બોલો બોલો બોલો ભાઈ બોલો બોલો હા રજવાડી ઢોકળી આપણે ગયા વખતે મેં તમને કીધું પણ પછી તમે કીધું કે આજે તો કાંઇક એવું બને એવું છે નહીં તો રહી ગયું હતું હવે એટલે ગયા વખતે ઉતાવળ ઉતાવળમાં પછી રહી ગયું હા હા હા એટલે થોડું અચ્છા તમે તમે ટેસ્ટ કર્યો છે મેં તો હજી એક પણ વાર ટેસ્ટ નથી કર્યો હા શું વાત કરો હ હ હ હ

હા એટલે અમે ઘરે અમારા ઘરે બધી બનતી હોય ઢોકળી એમાં કે થોડું ખાંડ નાખીને આ તે મીઠી ને ત્યાં કેવો ટેસ્ટ એ લોકોનો ત્યાં કેવો ટેસ્ટ હોય એટલે જાડી હોય કે પતલી ગ્રેવી હોય હાહા ગળ્યું ગળ્યું થોડું હોય કે પછી મીડિયમ હોય ઓહો હો હો શું વાત કરો ઓહોહો એટલે રજવાડી ઢોકળી ત્યાંની મોજ પડી જાય એવું છે એમને વાહ ભાઈ વાહ તો પછી તો પછી ક્યારે ક્યારે આપણે જવાનો પ્રોગ્રામ બનાવવો છે હા હું અત્યારે આ બાજુ ડેપો બાજુ છું ને બસ સ્ટેન્ડ બાજુ છું હમ હા મારે એક પાંચ મિનિટનું કામ છે સો ટકા સો ટકા વા ભાઈ એ છેને આપણે ઇન્સ્ટન્ટ પ્લાન બનેને એની જ મતલબ બાકી આપણે પ્લાનિંગ બનાવશું તો એ રહી જ જશે પછી હા ચાલો ત્યારે એવું કરીયે એક કામ કરું છું હું અત્યારે મારું એક કામ છે પતાવીને દસ પંદર મિનિટમાં ત્યાં જ આપણે મળીએ બરાબરને ઓકે સારું સારું ચાલો સાહેબ મળીએ ઓકે ઓકે હા ઓકે આવજો